પશુપાલનમાં પ્રાણીઓને થતી કેટલીક સામાન્ય બીમારીઓ સામાન્ય બીમારીઓને ધ્યાન રાખી અને જોઈએ તો આપણે પશુપાલનના જે અમુક પ્રકારના જે ખોરાક હોય છે જે ધાસ હોય છે જે વનસ્પતિ હોય છે એમની અંદર જે એમને જે નથી ખાવાનો ખોરાક ખવાઈ જવાથી ઘણી વખત તેને હેવી સ્ટમચ ફીવર હોજરીનો તાવ જે કહી શકાય એ આવી શકે છે જેના દ્વારા પશુ ઢળી પડે છે બેભાન થઈ જાય તેવું થઈ જાય છે જે તાત્કાલિક સારવાર તરફ દોડી જવું પડે એવું હોય છે તેમજ એમાં એને અટકાવવામાં લઈએ તો મોસટોપ ગામડાઓની અંદર પશુ ડોકટરો હાજર રહેતા હોય છે તથા તે તેની સારવાર અને જાળવણી કરતાં હોય છે તેમજ પશુ પાલન કરતાં વ્યક્તિઓ અથવા ખેડૂતોને ખાસ એવી માહિતી વર્ષોથી આ કરતાં હોવાથી ખાસ એવી એને માહિતી હોય છે કે આ પ્રકારનો રોગ છે તો એને આ ખવડાવવાથી આ મટી શકે છે જેમકે રેગિસ્તાનમાં આપણે જોઈએ તો ઉંટને ઘણી વખત એક જીવતો સાપ ખવડાવવામાં આવે છે જેનાથી ઉંટનું મૃત્યુ અટકી શકે છે અને ઉંટ એક વર્ષ બીમારમાં બીમારીમાંથી સાજુંથી જાય છે જે જીવતો સાપ ખવડાવાથી એલે આ રીતે જોઈએ તો પશુપાલનની અંદર પશુપાલન કરતાં વ્યક્તિઓ લોકોને મોસટોપ નેવું ટકા માહિતી હોય જ છે તે પશુપાલન પશુ બીમાર પડે કે કોઈપણ બીજો કોઈ ખોરાક ખાઈ જાય કે જેથી તેને ડિઝીઝ અથવા એવિયન ફયુએન્ઝા મતલબ કે કોઈ હેવી તે એને બીમારી છે કે એની શું સારવાર કરવી જે પશુપાલનની એની માહિતી હોય જ છે તેમજ ચોમાસાની સિજનમાં અમે જોયેલું છે ગામડાઓની અંદર કે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે ધાસચારાની અંદર નાની જીવાત અથવા નાની ઝેરી દેડકીઓ થઈ જતી હોય છે જે ધાસ ચારામાં ડેડકી પશુ ખાઈ જાય છે જે એના પેટમાં જાયે ચાયલી જાય છે એટલી ઝેરી હોય છે કે ઘણી વખત પશુ ત્યારે અને ત્યારે મૃત્યુ પામે છે પણ આવા સંજોગોની અંદર ઝેરી જીવ જંતુ ખાઈ જવા અથવા ખીલીઓ કે સોય ગળી જવી કે કોઈ પણ બીજી કોઈ પ્રદાર્થ પશુ ધાસ ચારા દરમિયાન પોતે અંદર પોતાના પેટમાં જતો રહે છે ત્યારે પશુને કઈ બાબતે કયા તબકામાં સારવાર આપી તથા તેને હોજરીનો એક હોજરીમાં જતું રહેવાથી પ્રદાર્થ જતો રહેવાથી તેને એક પ્રકારનો તાવ અટલે ગામડાંઓમાં એમ કે છે કે આફરો ચડી જવો પેટ ફૂલાઈ જવું જેવા ઘણા શબ્દો દેશી કઈ શકાય એની અંદર પશુઓને ઘણી વખત એવો વનસ્પતિ કે એવું ખવડાવાથી એ ઘણી વખત સાજા થઈ જતાં હોય છે અથવા પ્રાથમિક સારવારની અંદર પશુ ડૉક્ટર મોસટોપ જગ્યાએ પહોંચી જતાં હોય છે જેવી ભારત સરકારની બનતા પ્રયાસ કોશિશ છે તે રીતે જોઈયે તો ફૂડમાં અને માઉથ ડિસિસમાં માઉથ ડિસિસની અંદર પશુઓના દાંતને જડબા જકડાઈ જવા અથવા અંબાઈ જવા જે કોઈ ધાસચારો ખાઈ શકતા નથી ચવા ચાવી શકતા નથી કે કોઈ ખોરાક લઈ શકતા નથી માઉથ ડિસિસની અંદર એ પ્રકારનો રોગ હોય છે ઘણી વખત ખાટા કે એવા ફળ કે જે ખવાઈ ગયેલા હોવાથી કે આંબા કે કેરી કેરીની ખાસ કરીને ગોટલીઓ ઘણી વખત પશુ મોંમાં અને મોંમાં રાખ્યા કરે છે અને ઓગાળ્યા કરે છે જેના કારણે તેના દાંત એકદમ પેલા થઇ જાય છે ખટાશ ખાટા અને જેના કારણે તે પછી કોઈ બીજો ધાસચારો ખાઈ શકતા નથી તેવામાં પશુને દાંતમાં મીઠું નમક નમક ખસવામાં આવે છે જેનેથી માઉથમાં તેને ફાયદો રહે છે